રમત ગમતના ભૌતિક ફાયદા વિદ્યાર્થીઓ માટે અસંખ્ય છે ઘણી શારીરિક પ્રવૃત્તિઓ સુખી અને સ્વસ્થ જીવન જીવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે એકંદરે ફિટનેસ રમતગમતમાં વ્યસ્ત રહેવાથી વિદ્યાર્થીઓને ઘણી બધી બિમારીઓથી પણ દૂર રાખે છે વિદ્યાર્થીઓને જ નહીં ઇવન આપણાં બધાને જ રોગોથી દૂર રાખે છે જેમકે ડાયાબિટીસ કેન્સર હૃદય રોગ ડિપ્રેશન ચિંતા અને તણાવ જેવા ક્રોનિક રોગોને રોકવામાં અને સ્વસ્થ હૃદય વિકસાવવામાં હાડકાની ઘનતા અને ફેફસાની કાર્યક્ષમતા સુધારો કરવામાં મદદ મળી શકે છે તે બ્લડ સુગર કંટ્રોલ અને બ્લડ પ્રેશરનાં સ્તરને ઓછું કરવામાં પણ મદદ કરે છે તેમજ મૂળમાં સુધારો કરે છે સ્નાયુઓની શક્તિઓમાં પણ સુધારો કરે છે સ્થૂળતાના જોખમને ઘટાડે છે અને ઉર્જા સ્તરને વેગ આપે છે સ્વસ્થ અને ફિટ બોડી વિદ્યાર્થીઓને આપણા બધા જ માટે રમત ગમતમાં શા માટે મહત્ત્વપૂર્ણ છે તેનો જવાબ આપવા માટે આપણે કહી શકીએ કે તે તંદુરસ્ત આહારની આદતો વિકસાવામાં અને સ્થૂળતાને રોકવામાં મદદ કરે છે રમતગમત સાથે સંકળાયેલો બાળક સામાન્ય રીતે વધુ ફળો શાકભાજી ખાય છે અને ખાવાં જ જોઈએ એના માટે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડને થોડુંક કાપી નાખો એ જ સારું છે વધુમાં તે તમારા શરીરને પરસેવો બનાવે છે અને કેલેરી બર્ન કરે છે જે તમને મજબૂત અને સ્વસ્થ શરીર જાળવવામાં મદદ કરે છે રમતગમત આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમ કહીએ તો એ આપણાં ફિટનેસ માટે પણ ખૂબ જ જરૂરી છે કે આપણે આપણાં રોજિંદા જીવનમાં કોઈ એક રમતગમતની એક્ટિવિટી લેવી જોઈએ જેમકે તમે એમ રોજના ચાલવા પણ જઇ શકો છો કે પછી ક્રિકેટ રમી શકો છો ગરબા જેવી પ્રવૃત્તિ એ પણ એક ફિટનેસનો જ અને હું તો કહું એ રમતગમત જેવો જ છે એનાથી પણ આપણી સ્વાસ્થ્ય ખૂબ સારી રહે છે આપણી લાઈફ સ્કિલને પણ એ મદદ કરે છે એનાં લીધે મન પ્રફુલ્લિત રહે છે આપણાં જે શાળાઓ છે એમાં પણ એને પ્રોત્સાહન આપવું જોઈએ રમતગમતને પ્રોત્સાહન આપવું જોઈએ ગુજરાતમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં આપણા અમારા જે વલસાડનાં બાળકો છે એ લોકો ઘણાં એની કોમ્પિટિશન થાય છે એમાં પાર્ટ લે છે અને ઘણાં મેડલો પણ લાવે છે ગુજરાત સરકાર ખેલ મહાકુંભને ખૂબ પ્રોત્સાહન આપે છે કારણ કે જેમકે રમતગમતનાં લીધે બાળકોનું મન પણ વિકસિત થાય છે અને જેમ મેં કીધું કે એ શરીર અને સ્વાસ્થ્યને પણ સારું રાખે છે એના માટે કંઇપણ રમતગમતની એક્ટિવિટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ સારી રીતે આપણે બાળકોને એ લોકોનું માનસિક રીતે પણ ડેવલપમેન્ટ થાય છે રમતગમત એવી વસ્તુ છે કે જેને કોઈપણ રમત એક આપણે રોજિંદા આપણી લાઈફ સ્ટાઇલમાં એને ઉમેરીએ તો સ્ટ્રેસ અને ડિપ્રેસન પણ દૂર થાય છે એના માટે ખૂબ જ જરૂરી છે કે આપણે કોઈપણ રમત એટલીસ્ટ આપણાં રોજિંદા જીવનમાં રાખીએ